હેલો હા મજામાં હા બોલો

બસ અહીંયા તો બધું સારુ જ જેમ છે એમ હા ઓકે અહીંયા તો સુવિધાઓ ખૂબ સરસ છે તેમના રહેવાની અને બધાની બધી રીતે તેમની સારી રીતે સુવિધા ઉપલબ્ધ છે અહીંયા પણ તો તમારે તહીં તમારા ત્યાં પણ કોઇ સંસ્થા ચાલે છે ને લેડીઝ માટે

હા

હા તો તમારી તહીં પછી હેલ્થવાળું બીજું શું છે હેલ્થને બધું કંઈ તેમની બગડે તો તમારી તહીં હું કઈ રીતે બધું સારવાર કરવામાં આવે છે

હા ને તે લોકો જો પ્રેગ્નન્સીમાં હોય કે તેમનું કંઈ નવજાત શિશુ હોય તો તેમને સંભાળ રાખવા માટે કાંઈ સુવિધા છે હા અને તમારે તહીં કોઈ ગૃહ ઉદ્યોગ ચાલે છે એવું સાંભળવા મળ્યુતુ ને હા સારું સારું તો બીજું કાંઈ હા તમારી જે કોઈ ટીમ હોય તો તેમને અમારી સંસ્થામાં લઇ આવજો તહીંથી બધું તેમને એજ્યુકેશન બધું એટલે તેમને બધું શીખવી દઈશું હા સારું સારું